હા હલો હા ધ્યાનીના પેરેન્સ બોલું છુ બોલો બરાબર

હં બરાબર બરાબર બરાબર હં હં હા હા એ બધુ શેર કરે છે કે આજે મેડમે અમને આ કરાવડાવ્યું આજે મને રમાડ્યાં આજે અમને આ રહ્યું મેથ્સનું શીખવાડ્યું આજે મારે આ ફ્રેન્ડ સાથે બહુ મસ્તી કરી મેં આજે મેડમ મને વઢ્યાં ઓકે હા હા હા બરાબર હા હા આવી ને લગભગ બધું શેર કરે જ છે અને એવું લાગશે તો કાલે આવીને મળી જઇશું અમે સ્કૂલે ઓકે વાંધો નહીં અમે મિટિંગમાં મળીએ આપણે હોં હા ઓકે હં હા હા કંઈ વાંધો નહીં હા હા બરાબર હા હા હા હા હં હા હા હા હં હા હા હા હા